હેલો હા યસ મેડમ હા હા હા હા ધ્યેયની માર્કશીટ મેં ચેક કરી અને ધ્યેય સાથે પણ હું ઘણી બધી વાર વાતો કરું છું એમાં એ ક્લાસમાં થોડો શરમાય છે એ જલ્દી જવાબ નથી આપતો એને હું ઘણીવાર પૂછતી હોઉં છું અને એના અમુક મિત્રો એવા છે જેની સંગતના કારણે પણ તે ભણવામાં એનું ધ્યાન ઓછું છે અને ઘણીવાર મસ્તી પણ હા હા હા એ ઘરે એનું જે વર્તન છે એ થોડું જુદું છે અને ક્લાસમાં એના મિત્રોની સંગતમાં રહી એ ઘણીવાર મસ્તી કરતો હોય ઘણીવાર ક્લાસની બહાર રમતો હોય બેલ વાગે છતાં પણ ક્લાસમાં આવતો નથી અને ઘણીવાર કોઈ પ્રશ્ન પૂછીએ અમે તો એનો જવાબ ન આપે અને એકદમ ખૂણામાં બેસી રહે છે જલ્દી પાર્ટી ભાગ ન લે દરેક પ્રવૃત્તિમાં એટલે એના કારણે એનું આમ જે પરિણામ આવ્યું છે એ થોડુંક ઓછું છે હા હા મેથ્સમાં પણ અમારા મેડમ જે ભણાવે છે એમની સાથે પણ મેં વાત કરી એમના એમના રિઝલ્ટ વિશે તો એમની પણ આ સેમ એમની કમ્પ્લેન્ટ હતી ફરિયાદ હતી કે એ થોડું ભણવામાં ધ્યાન નથી આપતો અને થોડો મસ્તી એ ચડી ગયો છે બીજા બધા મિત્રોની સંગતમાં તો એમને પણ ખાસ કહ્યું છે કે એના મમ્મીનો ફોન આવે તો એમની સાથે આ રીતે વાત કરજો જેથી કરીને એ ઘરમાં પણ થોડું ધ્યાન આપે અને થોડું સમજાવે તો ભણવામાં આવી રીતે જો એનું એનું ધ્યાન વધારે થાય હ હા અમારે શનિવારે આવા ક્લાસીસ રાખ્યા છે અમે લોકો અમુક આવી રીતના જે સ્ટુડન્ટ છે જેમનું પરિણામ ઓછું આવે છે એમના માટે ખાસ અમે દસથી બારના એ વખતે અમે રાખ્યા છે એમના ક્લાસ તો એમાં પણ એ આવી શકે હ હા ના ના એને કોઈ પનિશમેન્ટની જરૂર નથી એ ખાલી જે રસ્તે વળ્યો છે એનાથી પાછો લાવવાની જરૂર છે થેન્ક યુ ઓકે હા હા ઓકે ઓકે